સંગીતા આજે તું શું બનાવાની છે ઊંધિયું બનાવાની છે તે ઊંધિયાંમાંતો છે ને જો અમે તો એટલું બધું નાખીએ છીએ પાપડી નાખીએ રતાળુ સક્કરિયા રીંગણ કેળાં પછી બટાકા પણ એની અંદર મસાલો તો એવો નાખવાનો તો જ ચટપટું લાગે એટલે આદું લસણ મરચાં હળદર હળદર તો લીલી જ વાપરવાની તો જ તેનો ઊંધિયાનો ટેસ્ટ આવે ને લીલી લસણ અને કોથમીર તો એટલા ભરપૂર નાખવાના કે મજા જ આવી જાય અમે તો વરસમાં બે ત્રણ વાર એવી રીતે ગામડે જઈએ અમારા ફામ પર તો માટલાની અંદર અમે એ ઊંધિયું બનાવીએ તો નીચે જમીનમાં ખાડો ખોદીએ એની અંદર અમે છે ને તે કોલસા નાખીને સળગાવીએ ને પછી માટલાની અંદર આ બધો નાખીએ અને મસાલો ભરીએ એની ઉપર પાછું છે ને તે ઢાંકણ ઢાંકીને ઘઉંનો લોટ લઈને એને ઉપર કવર કરી દઈએ એ કવર કરી દઈએ ને પછી એને માટલાને ખાડાની અંદર મૂકી દેવાનું જ્યાં આગ પ્રગટાવી હોય ત્યાં ને એની ઉપર પાછી માટી નાખવાની એની ઉપર પાછા કોલસા સળગાવાના ને કલાક બે કલાક થવા દેવાનું ને પછી જો એ તમે ઊંધિયું ખાવો ઓહો સુપર્બ એટલું જોરદાર તમારા ત્યાં કેવી રીતે બનાવે પણ અમારે અહીંયાં તે એ ઊંધિયાની સાથે તો છે ને જલેબી હોય ફાફળા અમુક વાર તહેવારે તો જલેબી ફાફડા તો જોઈએ જ બધાંનેજ અને શિયાળાની સિજનમાંતો અમારે અહીં આગળ લીલી તુવેર અને લસણ એનું તો શાક બહુ જ સરસ એની સાથે તો રોટલા અને કોબીસ ગાજરની કચુંબર હોય પણ એની એટલી મહેનત છે કે એક ત્રણ શેર તુવેર અમે લઈએ ને એ ત્રણ શેર તુવેર ફોલતાં જ વાર લાગે ત્રણ શેર તુવેર લઈએ એની અંદર ત્રણ શેર લીલું લસન નાખીએ ને એનો મસાલો અલગથી કરવાનો એમાં લસણ નહીં આવે સૂકું મરચાં આદુંને લીલી હળદર એનો મસાલો જુદો વાટવાનો એ મસાલો લીલી તુવેર બાફી નાખી અમે ને પછી એનું પાણી નિતારી પાડીએ અને એની અંદર થોડુંક તેલ નાખીએ તેલની અંદર મસાલો સોતરાઈ જાય એટલે પેલી તુવેર નાખી દેવાની તુવેર સાથે મસાલો બરાબર ચડી જાય મસાલો કાચો નહીં લાગે તાં સુધી એને સાતરવા દેવાનું અને લીલું લસન ત્રણ શેર લીધું હોય ને તે સ સમારીને ઝીણું ઝીણું કાપવાનું એકદમ બારીક કાપવાનું બારીક કપાઈ જાયને એટલે પેલું સાતરેલી તુવેર મસાલો હોય તેની અંદર એ લસણ નાખવાનું લસન નાખીને એની અંદર બસો ત્રણસો ગ્રામ જેટલું તો ઘી નાખી જ દેવાનું એ ઘી નાખીએને પછી થોડીક વાર થવા દઈએ ને પછી એકદમ ગ્રીન કલર એની ઉપર ગરમ મસાલો નાખવાનો અને એ ગરમ જુવારના રોટલા સાથે તમે ખાવો ને તો વાહ શું મજા પણ આ આઈટમ શિયાળામાંજ ખવાય શિયાળા વગર તો એ પચે પણ નહીં